ભારતીય અર્થતંત્ર ખૂબ જ સુધર્યું છે હાલના વર્ષોમાં વિકા વિકાસ દિવસે ને દિવસે વધતો જાય છે અને આ વિકાસમાં મુખ્યત્ત્વે ઉદ્યોગો જેવા કે ટાઇલ્સ ઉદ્યોગ છે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ છે અને જે અત્યારે યુ આધુનિક યુગ છે મોબાઈલ યુગમાં જે ઈન્ટરનેટ સુવિધા છે જે લોકોના શ્રમમાં જે ઘટાડો થયો છે અને જે ઝડપથી કામમાં વધારો થયો છે અને બૅન્કિંગ ક્ષેત્રે તો ખૂબ જ ડિજિટલ યુગ આવી ગયો છે જ્યાં પેમેન્ટમાં તો આપણે અહીંયાથી પણ દૂર સુધી પણ પેમેન્ટ કરી શકીએ છીએ ડિજિટલ પેમેન્ટ કરી શકીએ છીએ નાણાકીય ક્ષેત્રે તો ખૂબ જ આપણને ફાયદો થયો છે કારણ કે ઝડપથી કોઇપણ જગ્યાએ પેમેન્ટ પહોંચાડી શકીએ ઝડપથી આપણે કોઈપણ પરિવહન કરી શકીએ છીએ એમ ભારતીય અર્થતંત્રમાં ખૂબ જ નોંધપાત્ર વિકાસ જોવા મળે છે અને ઉદ્યોગોમાં જોઈએ તો આપણે આ સિટી માટે ટાઈલ્સ ઉદ્યોગ છે ડેવલપમેન્ટ ઉદ્યોગ છે રોડ રસ્તાઓનો વિકાસ છે અને આપણી સરકાર દ્વારા ખૂબ જ વિકાસ વિકાસ આપડે જોઈ રહ્યા છીએ અને ખૂબ જ વિકાસ થઈ રહ્યો છે દિવસે ને દિવસે આધુનિક અવી યુગ આવી રહ્યો છે અને ખૂબ જ નોંધપાત્ર ફાળો ઉદ્યોગોનો અને સરકારનો રહેલો છે અને અર્થતંત્રનો ફાળો પણ ખૂબ જ અર્થતંત્ર પણ ખૂબ જ સુધરી સુધર્યું છે